હેલો મેડમ મજામાં કેમ છો તમે આ તમારું કનસેનમેન્ટ મળી ગયું બહુ સરસ છે તમારે બહુ સરસ બહુ જ સરસ ક્વોલિટી બી બહુ સરસ છે ને વેરાયટી પણ બહુ જ ફાઈન છે બધાં બહુ સરસ ફ્લાવર પ્રિન્ટ અત્યારે રનિંગ છે બધી બહુ સરસ અને અમારા ચોક્કસ ચોક્કસ અમારા જે વેલ્યુએબલ કસ્ટમર્સ છે ને એ લોકોને વોટ્સઅપ કરું છું ફોટોસને જે રિવ્યુઝ મળેને એ હું તમને પાછા સેન્ડ કરું છું હવે બીજું એક પાછું હવે આ નવરાત્રીનું આવી રહ્યું છે તો એના માટેનું કંઈ છે તમારી પાસે રેડીમાં હા હા તો કંઈ નહીં મને ફોટા મોકલી દ્યો એટલે મારે છે ને થોડુંક ઉતાવળ જ છે એટલે તમે મને જો આજે ફોટા મોકલોને તો હું તમને બે દિવસમાં એનું બરાબર જોઈ અને ઓર્ડર પણ કરી શકું હા તો કંઈ વાંધો નહીં તમતારે અત્યારે અમારું સિજન ડે જ છે આમ બી અત્યારે ડીમાંડીંગ છે અત્યારે એટલે તમે મોકલોને તો હું બરાબર જે છે ગ્રાહકો એને બધાંને બતાવી દઈએ ચોક્કસ ચોક્કસ બેન થેન્ક યૂ વેરી મચ અને તમારો સરસ મને સાથ સહકાર મળ્યો છે ને આગળ પણ મળતો રહે એવી આશા અને આપનો ખૂબ ખૂબ આભાર બેન મળીએ આવજો